હાલમાં આપણી બધી કાર્યરત જિંદગી જીવન વચ્ચે ખરેખર યોગ છે એ એક સંતુલનનું કાર્ય કરે છે અને દરેક માણસોએ યોગ તરફ વળવું જ જોઈએ આપણા માનનીય વડાપ્રધાન શ્રી પણ આ યોગ સાથે જોડાયેલા હોય છે આ યોગનું મહત્ત્વ આપણા અંગત જીવન અને સ્વસંભાળ માટે ખૂબ જ જરૂરી છે કારણકે હાલની એટલી બધી વ્યસ્ત જિંદગી અને જીવનમાં મોટાભાગ બધા તણાવમાં રહેતા હોય એવા વખતે આ યોગ છે એ આપણો તણાવ દૂર કરવા માટેનું એક કાર્ય કરે છે અને શરીરને રોગોથી પણ મુક્ત રાખે છે યોગ્ય રીતે અને વ્યવસ્થિત કરવામાં આવતા યોગ જેનો એક આપણે મેડિટેશન તરીકે પણ ઉપયોગ કરીએ છીએ અને આ મેડિટેશન અને યોગનો જો સમન્વય કરવામાં આવે તો આપણને ઘણો ફાયદો મળે છે અને અંગત જીવનમાં ખાસ કરીને આપણે સવારે અને સાંજે બે ટાઈમ જો આપણે યોગ્ય પાંચ કે દસ મિનિટ જેટલો સમય ફાળવી અને યોગને વ્યવથિત કરવામાં આવે તો આપણે આપણા જીવનમાંથી ખાસ કરીને દબાણ આપણા જે મગજ ઉપર પેલું રહેતું હોય છે તેને આપણે ટેંશન કહીએ છીએ પેલું તણાવ કહીએ છીએ આવી બધી વસ્તુને આપણે દૂર કરી શકીએ છીએ અને ખાસ કરીને આપણા આરોગ્ય માટે પણ આ ઘણું જ ઉપયોગી છે જેના કારણે લોહીનું પરિભ્રમણ હૃદયના રોગો માટે ખાસ કરીને બ્લડ પ્રેશર વગેરેને આપણે સંતુલન કરી શકીએ છીએ અને યોગને કારણે જ આપણે ખરેખર વ્યવસ્થિત કરી શકીએ છીએ તો યોગ છે એ માટે આપણે દરેક લોકોને ખાસ ભલામણ કરતા હોઈએ છીએ અને યોગ છે એ રોગને ભગાડે છે આમ આપણે યોગ માટે ખાસ ક્લાસીસમાં જોઇન્ટ થવું જોઈએ જો આપણે અંગત રીતે ન ખ્યાલ આવતો હોય તો આપણે આના યોગના ચારેબાજુ સરકાર શ્રી તરફથી ક્લાસીસ પણ કરવામાં આવે છે

તો પણ આપણે કોઈ પણ જાતના શરીરના રોગો રહેતા નથી ખાસ કરીને સાંધાના અને કમરના જે દુખાવા અને આપણે જે આરોગ્ય માટે થઈને જે આપડે ડોક્ટરની સલાહ લઈ અને વધુમ વધુ ખર્ચો કરવો પડે છે એ આપણે કરવાનો રહેતો નથી ખાસ કરીને આપણા પગ છે ઘૂંટણ છે એના જે સાંધા છે એના દુખાવામાં પણ આપણે ઘણી જ રાહત રહે છે અને આપણે યોગ્ય રીતે આપણું જીવન વ્યવર્થી વ્યવસ્થિત કરી શકીએ છીએ અને યોગ છે એ આપણા જીવનને ક્રમ બને એવી આપણે ખાસ કરીને એવી યોગ્ય સંભાળ લેવી જોઈએ આમ યોગ છે એ જીવન માટે એક ખાસ આપણું કાર્ય બને એવી આપણી સલાહ છે